હેલો હેલો સરજી આપને કેબ બુક કિયા થા અચ્છા તમે ગુજરાતી છો એ સાંભળો તમે કેબ બુક કરી હતી આ લોકોશન મને બરાબર દેખાતું નથી આમાં તમારું લોકેશન શું છે મને જરા કહેશો તમે બોલી હા બરાબર હા એ હમણાં જ બસ નજીક જ દેખાડે છે પણ અત્યારે અહીંયા લોકેશનમાં છે ને અટવાયેલો છું હું તો તમે મને ખાલી કહી દો ને કે કયું લોકેશન હં તમારું એડ્રેસ જણાવો ને મને વેસુ રોડ હા હા અચ્છા હા એલફીલ ટાવર પાસે છે હો બરાબર બરા અચ્છા બેગ લેવા મારે ઉપર આવવું પડશે પણ આ સર્વિસ તમને અમારા અમારી તરફથી આ ડ્રાઈવરની સર્વિસ નથી હોતી તમે જાણતા હશો એ બાબતે ના ના બસ બસ મને પાંચ મિનિટ આપો પાંચ મિનિટમાં મને બસ લોકેશન મળી ગયું છે હું મારા પાથ પર જ છું હું તમને પાંચ મિનિટમાં ત્યાં આવીને પિકઅપ કરું તમે પ્લીસ નીચે આવી જાઓ કેમકે એ સર્વિસ હું નહીં આપી શકું તમને તો તમે ખાલી નીચે આવી જાઓ તમારું લગેજ લઈને અને હું બસ ઑકે હા ટૂંક સમયમાં બસ પહોંચી જ રહ્યો છું શુક્રિયા